મહત્વના વિકાસની બાબતમાં તો ઢગલા મોઢે વિકાસ થયો છે પરંતુ મને જે ગમતી બાબતો છેતે કચરાનું વ્યવસ્થાપન અને રોડ રસ્તાઓના વિકાસ રોડ રસ્તાઓના વિકાસમાં જોઈ શકીએ કે આપણા સાહેબ શ્રી નીતિન ગડકરીએ જે રીતના હાઇ વે એક એક ગામને જોડ્યું છે તથા વિસ્તારની દ્રષ્ટિએ જોવા જાઈએ તો શહેરોમાં પણ મ્યુનસીપલ કોર્પોરેશને જે રીતના વિકાસ કર્યો છે ખાડામાં રોડ હોય કે રોડમાં ખાડો હોય એ ખબર નથી રહેતી આવો વિકાસ ખૂબ જ સરસ રીતે કરેલો છે આ વિકાસમાં ઘણાં ખરા લોકોને પેટના દુખાવા કમરના દુખાવા બધાં મટી ગયા છે જેના કારણે લોકોને રાહત મળી છે અને કોકને શરૂ પણ થઈ ગયાં છે જેથી બધી બાબતો ને ધ્યાનમાં લઈ અને આપણે જોઈ શકીએ છીએ કે એ વસી વિસ્તારને વિસ્તારને બાબતો માં કે વ્યવસ્થા બહુ ખૂબ જ સારી રીતે થઈ છે કચરાની વ્યવસ્થા પણ પણ એજ રીતના એવી રીતના થઈ છે ડોર ટુ ડોર કલેક્શન બી ચાલુ થયું છે ઘરે ઘરે જઈને ને કચરાની વ્યવસ્થા પણ લોકો કરી રહ્યાં છે કચરો લઈ રહ્યાં છે અને એકદમ સાઈડ ઉપર બધી વસ્તુ ભેગી થાય છે અને ત્યાં એનો નિકાલ કરવામાં આવે છે આ નિકાલ વખતે જે વાત જોઈ શકો છો તમે કે વિસ્તારની દ્રષ્ટિએ જે જે કચરાના વ્યવસ્થાપનના નિકાલ થવાની જરૂરૂ હોય છે એ થાય છે પરંતુ એક જગ્યાએ ભેગો થાય અને તેજ જગ્યાએ વિકાસ ત્યાંથી અટકી જાય છે અને એ વિકાસ ત્યાંને ત્યાં ગંધાતો રહે છે આ વિકાસ ખૂબ જ સારો કહેવાય લોકો માટે કે બીમારીનું ઘર બનતો રહે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીમારી જાય આ વિકાસ આ વિકાસ છે બીજી વાત રહી કે અમારે રાજ્યમાં કોઈ ઐતિહાસિક પ્રસંગો છે કે કોઈક ખાસ સમાજના ઘરોને અસર થઈ છે તો એમાં હું નિશંક પ્રમાણે કહી શકું કે રાજા રજવાડાઓને તથા જે પણ લોકો શહીદી માટે પોતાનો પોતાના ગાય ગાય માલ ઢોર તથા બેન દીકરીની આબરૂ માટે થઈને ખપી ગયાં છે જે મરી ગયાં છે આ બધી બાબતોમાં જે લોકોનો યોગદાન છે એના માટે અલગ જ એક ઇજ્જત આબરૂ લોકોના મનમાં પ્રગટ થઈ છે અને એના માટેની એ એ સરાહનીય છે એ બાબતો તે માટે થઈને પોતે દિલગીર છે કે લોકો એમની ટીકા કરે છે પરંતુ એવું પણ એક વર્ગ છે કે જ્યાં એમની ખૂબ જ ઇજ્જત છે ખૂબ જ આબરૂ છે અને તેજ હિસાબથી આ એ પ્રસંગ જ્યારે એ ઘળાંએલો ગાય ગાય ગવત્રિયુ માં મા બેન માટે અથવા તો માલ ઢોર માટે કે પછી કોઈ અબળા લોકો માટે જે નિરાધાર છે એના માટે થઈ અને લોકો આવી રીતના ખપી જાય છે મરી જાય છે ત્યાં સુધીની લડત લડે છે અને તેનાજ કારણે આવા ઐતિહાસિક પ્રસંગો આપણે ત્યાં ઘણાં થયા છેને એજ સમાજના લોકોને આજ સમાજના લોકોને એની ઘણી અસર થઈ છે એ માટેની એની આબરૂ પણ વધી ઇજ્જત પણ વધી જાય